હાઇક પર જ્યારે લાંબા સમય માટે જવાનું હોય ત્યારે નાસ્તાનું માટેનું એવું જ કુદરતી સંસાધનો લઈ જવા લઈ જવા કે જે ત્યાં જ ડીકમ્પોઝ થઈ શકે કારણ કે પર્યાવરણની અંદર કોઈપણ પ્લાસ્ટિક છે અથવા તો એવા તત્વો લઈ જવાના નહી જંગલના કાયદાઓ પ્રમાણે જ એક ચોખ્ખી રીતે મનાઈ હોય છે એટલે ત્યાં તમે એવું કંઈ પણ ખાવા પીવાનું ન લઈ જઈ શકો કે જે ડીકમપોઝ ન થાય અને જંગલના પર્યાવરણની અંદર તો મળીને ગાયબ ન થઈ જાય ખાતરનામાં રૂપાંતર ના પામે તો આ એક બહુ સામાન્ય બાબત છે સમજવા જેવી અને એ સિવાય કે તો ફળ છે એ લઈ જઈ શકો કોઈ ઘરે બનાવેલા ખાદ્ય પદાર્થ છે ને એવા પાત્રમાં લઈ જવા કે જે પાત્ર તમે ફેંકી ન દ્યો અથવા તો એ પાત્ર છે માટીનું હોઈ શકે સ્ટીલનું હોઈ શકે પણ તો એ સ્ટીલ છે એને તમારે પાછું પોતાની સાથે જ્યારે હાઇકિંગ અથવા ટ્રેક પૂરું થાય ત્યારે પરત લાવવું જોઈએ કારણ કે નહીંતર પર્યાવરણની સાથે નુકસાનકારક બની જાય મુશ્કિલ ટ્રેક છે એની અંદર ઉર્જા જળવાઈ રહે તે માટેનું બહુ સામાન્ય ધારા ધોરણ એમ હોઈ શકે કે તમે કોઈપણ ક્રિયા કરતી વખતે જરૂર કરતાં વધારે એનર્જી ના બગાડો તમારી ઉર્જા છે એનો વ્યય કરવાને બદલે તમારી કૌશલ પર વધારે ધ્યાન આપો કારણ કે ટ્રેકિંગ અને હાઇકિંગ ક્લાઈમ્બિંગ એ બધું એવી વસ્તુ છે કે એની અંદર તમારે ફક્ત તમારી શક્તિના પ્રદર્શનથી નહીં થાય તમારું કૌશલ્ય પણ જરૂરી બને છે બહુ શક્તિશાળી વ્યક્તિ પણ ટ્રેક પૂરો ના કરી શકે જ્યારે કે કોઈપણ દુબળો પાતળો વ્યક્તિ પણ પૂરો ટ્રેક કરી શકે કારણ ફક્ત એટલું જ હોઈ શકે કે એનામાં કૌશલ્ય છે બીજા શક્તિશાળી વ્યક્તિમાં નથી તો શ શક્તિને કંઝર્વ પ્રીઝવ પોતાની અંદર સમાવી રાખવી પડે છે અને કારણ વિના વેડફવામાં નથી આવતી એમ કોઈ પણ ક્રિયા કે ના કરવામાં જેનાથી તમારું શરીર વધારે ઉર્જા વ્યય કરે અને સામાન પણ તેવો જ લઈને જવાનો કે જે સમયનો વ્યય થતા અટકાવે કારણ કે કારણ વિનાનો કોઈ પણ સામાન લેવામાં આવશે તો એ પણ સમયનો વ્યય કરાવશે શક્તિનો વ્યય કરાવશે અને એનું સંચાલન પણ મુશ્કેલ બનતું જાય છે એનાથી આ માટે થઈને શક્તિ અને ઉર્જાનો વ્યય અટકાવવા માટે આ સામાન્ય બાબત ધ્યાનમાં રાખી શકાય ટ્રેક કરવા માટેની સામાન્ય તૈયારીઓ હોય છે એ પોતાની શારીરિક તાલીમની હોય છે આ સિવાયની તૈયારીઓમાં આપણે એમ કહી શકીએ કે તમે પોતાને માનસિક રીતે કૌશલ્યની રીતે તાલીમ આપી અને વધારે સક્ષમ બનાવો એ ખૂબ જરૂરી બને છે કારણ કે એના વગર તાલીમ વગર તમે કોઈપણ ક્રિયા અટલી સારી રીતે કરી શકવાના નથી જે ટ્રેકિંગનો પાર્ટ હોય જ્યાં તમારા કૌશલ્યની જરૂર પડતી હોય